એવું એક પુસ્તક છે કે જે મને ઘણાં બધાં લોકોએ રેકમેંડ કર્યું તું કે તમે વાંચો અને હું એ પુસ્તક લઈ આવી પણ ખરી પણ વાંચતાં વાંચતાં મને લાગ્યું કે આ મારા કામનું પુસ્તક નથી શરૂઆતના પાનાઓ વાંચતી ગઈ વાંચતી ગઈ તેમ તેમ મને લાગ્યું કે આ લેખકે બહું જ ખોટું લખ્યું છે એને શાસ્ત્રોનો કોઈ આધાર નથી અને મન ફાવે તેમ પોતાની કાલ્પનિક વાતો આમાં લખી છે તો મને થયું કે આવું ન લખવું જોઈએ જ્યારે તમે એક લેખક તરીકે કંઈ લખી રહ્યા છો ત્યારે તમારી ખૂબ જવાબદારી બને છે તમને કંઈ પણ આડુંઅવળું કે અને ભગવાન વિષે લખવાનો તો જરાય હક નથી તો એ પુસ્તક વાંચતાં વાંચતાં મારી અંદર એક અપ્રગટ રોષ જાગી નીકળ્યો અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો કે મારે આવું પુસ્તક ન વાંચવું જોઈએ મેં આખું પુસ્તક પુરું કર્યું જ નહીં અને ખરીદેલું પુસ્તક મેં મૂકી રાખ્યું એક આવી રીતનો જે અનુભવ થયો એ પછી મેં ક્યારેય એ પુસ્તકને ફરીવાર વાંચવાની કોશિષ જ ન કરી મને તે ગમ્યું જ નહીં મને એમ થયું કે તમે શાસ્ત્રોની અંદર જે હકીકતો લખી છે શાસ્ત્રોની અંદર જે સ્ટેટમેન્ટ્સ જે વિધાનો આપ્યાં છે એને તમે કેવી રીતે ઉવેખી શકો તમે કેવી રીતે ભગવાન માટે મનફાવે તેવી વાતો કરી શકો તમને કોઈ હક નથી એક લેખક તરીકે જ્યારે તમે કલમ ઉપાડો છો ત્યારે તમે એક ચોક્કસ મુદ્દા ઉપર કંઈ લખી રહ્યા છો જ્યારે તમે ઈશ્વર વિષેની વાતો કરો છો ત્યારે તેને માનવ દેહમાં રહીને આપણા જેવી જે હક હરકતો કરતાં ભગવાનને તમે ન બતાવી શકો ભગવાન આદર્શ છે આપણા સૌ માટે ભગવાન ની એક નિશ્ચિત છબી દરેક વ્યક્તિના મનની અંદર રમતી હોય છે એ છબી સાથે જ્યારે કોઈ ચેડા કરવાને પ્રયત્ન કરે ત્યારે ખરેખર જેને શાસ્ત્રોનું નોલેજ છે એવા વ્યક્તિઓ એનો વિરોધ કરવાના જ હતા એટલે એટલે એવું એક પુસ્તક મારા જીવનમાં આવ્યુંતું હું એ પુસ્તકનું ટાઇટલ જ્યારે મેં વાંચ્યું ત્યારે હું ખૂબ પ્રભાવિત થઈ ગઈ પણ જેમ જેમ અંદરના પાનાઓ સાથે મારો પરિચય થયો તેમ તેમ એ પુસ્તક પ્રત્યે મને વધારે અરુચિ પ્રગટી અને મેં એ પુસ્તક વાંચવાનું છોડી દીધું